કેમ છો મજામાં ભાઈ બસ મજા મજા બસ જોવો તમને કઈ સિરિયલ ગમે છે મને પણ એ જ ગમે છે હં હં હં હા હા જોયો તો તમે જોયો આખો એપિસોડ એ અરે બહુ મજા આવી એમાં તો એમાં જે હા એમાં તો એવું થયું હતું કે ઓલો ભીડે છે ને ભીડે હા તો ભીડેની એની વાઈફ છે ને તો એ છે ને ત્યાં ચોક છે ને સોસાયટીનો ચોક ત્યાં હં પેલું કઈક વાળેલું મૂકવા જાય છે અને હં એવું કે છે જોતા નહીં એમ અરે ભીડે નહીં હા દયાભાભી દયાભાભી મુકવા જાય છે જેઠાલાલનાં પત્ની હા તો ભીડેને આ ખબર પડે છે કે પાછળ વળીને નહીં જોવાનું એટલે કેમ એમ

હા તો દયાભાભીની પાછળ જાય છે અને દયાભાભી તો ઓલું વાળેલું મૂકીને આવે છે અને પછી એ તો એ તો આવી જાય છે રૂમમાં અને ભીડે છે ને પાછળ જાય છે ને પાછળ વળીને જુએ છે તો ભીડે ને દેખાય છે ભૂતની

હં હં હા બરાબર તો ભૂતની દેખાય છે ને તો પછી ભીડે તો ડરી જાય છે ભીડેને ખબર પડી જાય છે કે આ વાત સાચી છે હં પછી એ ઘરે જઈને સૂઇ જાય છે એન પછી એકદમ જાગતો નથી ને સવારે તાવ આવે છે એને હા તો પછી આખી સોસાયટીમાં અને પછી આખી સોસાયટીમાં ડર ફેલાય જાય છે કે ભૂત છે ને આજે રોજે રાતે ભૂત આવે છે ને ભૂત આવે જ છે ઉડતું હોય છે બોલો અરે પછી તો શું ટપુસેના છે ને ટપુસેના ટપુસેના પછી બધું જુએ છે ટપુસેના બીતી નથી હોતી હં પણ ટપુસેના પછી એનો રાઝ ખોલી નાખે છે હા એવું થયું હતું બહુ મજા આવી એમ તારક મેહતામાં તો તમે જોજો એના પછીનો જે એપિસોડ આવે હજી ટપુ સેના એ ખોલ્યું નથી એનું હા હા તો વાંધો નહીં ચાલો ત્યારે મળીએ હોં